મારો મનગમતો ખોરાક કાઠિયાવાડી ભોજન છે કે જે મને કાઠિયાવાડના વિસ્તાર એટલે કે રાજકોટ ભાવનગરની હોટલોમાં જમવું ગમે છે કારણ કે ત્યાં ગામડાં જેવું હોય તેવો અનુભવ થાય છે ત્યાંના આવા વાતાવરણ અનુભવ સાથે મને કાઠિયાવાડી ભોજન જમવું ગમે છે ગયા મહિને જ હું મારા માતા પિતા સાથે અને મારા પરિવારજનો સાથે રાજકોટ ફરવા ગઇ હતી ત્યાં અમે બે દિવસ રોકાયા હતા અને ત્યાં બે દિવસ અમે જે હોટલોમાં ખાધું ત્યારથી જ અમને ત્યાંનું કાઠિયાવાડી ભોજન ખૂબ જ ગમવા લાગ્યું